જ્યારે ભારતમાં કોરોના આવ્યો ત્યારે ભારતમાં લોકડાઉન થઈ ગયું હતું અને ઘરમાં બધા બેસી રહેતા હતા કોઈ જોબ પર ન જતું હતું ત્યારે મહિલાઓ અને જ્યારે જેને કૂકિંગમાં શોખ હતો તે નવી નવી રેસીપી યુટૂબ વગેરે ઇન્ટરનેટ પર જોઈને ટ્રાઇ કરતાં હતા જ્યારે આપણે ઘરે બેસી રહેલા હતા ત્યારે આપણને કંટાળો આવતો એટલે આપણે કૂકિંગમાં નવી નવી રેસીપી ટ્રાઇ કરી હતી જેમ કે પનીર છોલેનું શાક નવી નવી સેન્ડવીચ પીઝા બર્ગર એવું બધું આપણે ઘેરે પીઝા મેગી પાસ્તા વગેરે આપણે ઘરે બનાવીને ખાતા હતા ઇડલી સંભાર ઢોસા વગેરે આપણે જ્યારે ઘેરે બેસીને આ કંટાળી જતાં હતા ત્યારે આપણે સાંજે ખાવામાં નવી નવી રેસીપી બનાવતા હતા જે આપણે ઘરે બનાવતા હતા અને તાજી અને ફ્રેસ હતી જેમ કે પીઝા પાસ્તા વગેરે આપણે પનીરની શાકની રેસીપી પણ કળી હતી જે આપણાંને ખૂબ જ સારી રીતના આવડી હતી તેમા પહેલા તો પનીર લાવાનું પહેલા તેલ મૂકવા પનીર લાવવાનું પનીર લાવીને પછી ટમેટો કાંદા લસણ અદરક વગેરેની ગ્રેવી કરીને મૂકવી પીસીને મૂકવી પછી એક કડાઇમાં તેલ લેવું તેલમાં રાઈ જીરું જીરું નાખવો જીરું નાખ્યા પછી કાંદાની ગ્રેવી નાખવી ગ્રેવી જ્યારે કાંદાની પાકી જાય ત્યારે ટમાટર નાખવા ટમાટરની ગ્રેવી નાખવી ટમાટરની ગ્રેવી પાકી જાય પછી લસણ આદું એ બધુ ગ્રેવી નાખવી એ બધું પાકીને રેડી રે ત્યારે હલ્દી મરચું મિઠું પનીર મસાલા વગેરે નાખીને પછી પનીરને હાંડલી વાળા પાણીમાં કાપીને નાખવું પડે જ્યારે આપણે એ બધી પ્રોસેસ કરી લઈએ છે ત્યારે આપણી પનીરની શાક રેડી થઈ જાય છે પછી એને ડેકોરેટ કરવા માટે આપળે એના પર ધાણા અને ચીજ જેમ કે ઘી ચીજ બટર જે તમને ફાવે તે નાખવું પડે છે તેનાથી ટેસ્ટ સારો આવે છે આપણે પછી કોરોનામાં ઘરે પાસ્તા પણ બનાવ્યા હતા જેમાં પાસ્તામાં પહેલા પાસ્તા પાણીમાં ગરમ પહેલા ગરમ પાણી મૂકવું પછી ગરમ પાણીમાં હલકું તેલ નાખવું તેલ નાખીને પાસ્તા નાખીને બાફવા પાસ્તા બફાઈ જાય પછી તેમાં તેનો વઘાર મારવો એટલે તેમાં કાંદા લસણ ટમાટર કરી લીવ્સ ધાણા ગાજર વટાણા વગેરે શાકભાજી જોઈએ છે જે તમને ફાવે તે શાકભાજી તમે નાખી શકો છો જેમ કે ટમાટા નથી ગમતા હોય તો તમે ટમાટર નથી પણ નાખી શકશો અને ટોમેટો સોસ નાખવો જરૂરી છે જ્યાડે આપણે આ બા પાસ્તા બફાઈ જાય છે ત્યાડે આ બધી શાકભાજી શોર્ટ કટિંગ કરીને કડઈમાં તેલ લઈને રાઈ જીરું નાખીને પછી કાંદા લસણ તમાંથી જે પણ શાકભાજી કટિંગ કર્યું હોય છે તે તમારે નાખવી પડે છે તે નખાઈ જાય પછી જરાક એને શેકવાનું શેકાઈ જાય એટલે પાસ્તા મસાલો હલ્દી નમક અને ટમેતો સોસ નાખવો અને પાસ્તા નાખીને તે તમારી રેસીપી રેડી થઈ જાય છે જ્યારે તે રેસીપી ચાલુ બની જાય છે ત્યારે તેને ડેકોરેટ કરવા માટે આપણે ધાણાનો ડેકોરેટ કરી શકીએ છે અને તેના પર બટર કે ચીજ નાખીને તે હરખી રીત ના આપણે ફેસ કરી શકીએ છીએ પછી અમે સાંજે ઈડલી સંભાર બનાવ્યો હતો તેમાં ઈટલી બનાવવા માટે અડદની દાળ ચોખા લીધા હતા તેનું પેસ્ટ બનાવીને અમે જરાક બે કલાક મૂકી લીધું બે કલાક મૂક્યા પછી તેને કુકરમાં ઈડલી સેપ આપીને બાફવા મૂકી લીધું બાફવા મૂકી લીધું હતું બફાઈ જાય બે પંદર મિનિટમાં તે બફાઈ જાય પછી એને બહાર કાઢ્યું હતું અને એક ઇટલી તૈયાર થઈ ગઈ હતી અમારી જ્યારે અમે એ સંભાર બનાવતા ત્યારે મગ તુવેરની દારનું અને ચણાની દારનું બનાવ્યું હતું તે પહેલા અમે ચણાની દાળ અને તુવેરની દાળ બાફી લીધી હતી પછી તેનો વઘાર માંડ્યો હતો તેમાં લીંબુ શક્કર આ મરચાં હલ્દી નમક ને એ બધી રેસીપી અમે નાખી હતી અંદર પછી તે સંભારનો વઘાર માંડ્યો હતો તેલ રાઈ જીરા ને કળી લિવ્સનો એ અમારું સંભાર પછી એમાં જે બાફેલી દાળ હતી તે નાખી દીધી અને એક બે ઉકાળો આવા દીધો તે અમારી રેસીપી તૈયાર ઈડલી સંભારની એને ડેકોરેટ કરવા સારું ઈડલી પણ અમે કાળા મરીનો પેસ નાખી હતી તેનાથી તેનો ટેસ્ટ સારો આવે છે અને પછી અમે લોકડાઉનમાં બહારની કોઈ વાનગી નહીં ખાવા પૂર્વે એ વિષય પર અમે ધ્યાન રાખતા હતા કેમ કે તેનાથી અમને વધારે પૂરતો કોરોના ફેલાવાનો રિસ્ક હતું જ્યારે અમે બાર જતા જ નથી અને કોઈની બહારની વાનગી અમારે ઘેરમાં આવે તો અમે જ્યાં ધ્યાન રાખીને ખાતા હતા અને વધાર પૂરતું બહારની વાનગી ખાવાનું અમે ટાળતા હતા નહીં ઓનલાઈન મંગાવતા હતા કે નહીં આજુ બાજુની સોપ પરથી તે વાનગી ખરીદતા હતા કેમ કે જે બારની વાનગી આપણે માટે સારી ન કહેવાય તેવો નહીં ખબર કેવી રીતના બનાવેલી હોય છે તે આપણને અને પોબલમ પણ આપી શકે છે બોડીમાં અને કોરોના ફેલાવાનો વધારે ચાન્સ પણ રહી શકે સે જ્યારે આપણે કોઈ એવી જગ્યા પર બહાર જતાં ત્યારે આપણે જોતાં કે હા આ વસ્તુ સારી છે એ કેવી રીતના બનાવેલી છે પછી જ એ વસ્તુ અમે ખરીદતા અને ખાતા અમે લોકડાઉનમાં સમોસાં કોફી સમોસા વડાપાઉં દાબેલી ચાઈનીસ એ બધું ખાવાનું અમે બહુ ટાળતા હતા કેમ કે તેનાથી કોરના ફેલાવાના ચાર્જિસ મળી શકે છે અને તે ક્યારનું કાં શું બનાવેલું હોય છે તે તે ખબર નથી પડતી